હાલો હા કોણ રમેશભાઈ બોલે હા હા અરે હું જ્યંતીભાઈનો છોકરો સંજય બોલું મેં તમને ફોન નહોતો કર્યો કે ભાઈ આપણે અહીં હનુમાનગાળા જવાનું છે ને ઈકો તમારે સવારે અમે લઈ જઈશું એટલે કે ઈકો તમે આવતા હોય તો હું ભાડું લેજો એમ પણ એમાં એવું છે કે ઈકો અમારે હું ફોરવિલુ બે ત્રણ તો છે બરોબર હવે તો તમારે ઈકોમાં માણસો અમારે હાલો કે બાયો માણહને એમાં બેસાડી દઈએ તો ફોરવિલમાં જગ્તા વધે એમ છે એમ ને આમ શું છે કે હું ઓલા કાલે આપણે નિલેશભાઈને ત્યાં જોવોને તમે આવ્યા હતા તે દીવસે એને જવાનું હતું છ વાગ્યે તો પછી એને અંબાજી જવું હતું ને છ વાગે તમારો ઈકો હતો તમે તો ખુદ સાત વાગ્યે આવ્યા હતા તો પછી અમારે શું છે અમારે માનતા જેવું હોઈને અમાર તો આરતીનો ટાઈમ હોઈને મોડું થઈ જાય તો અમે તો વાંહે ટેથા રહીએ આગળ તો બધે ટ્રાફિક થઈ જાય ભાઈ અમારે સેને તમારી ઈકો બાંધવાનો નથી બરાબર હવે અમે અમાર રીતે વ્યવસ્થા કરી લઈશું હા હા ન અમે અમારી રીતે વ્યવસ્થા કરી લેહું ને આમેય શું છે કે હનુમાનગાળા ક્યાં આઘું છે ને બે ફેરા મારી દઈશું બહુ આઘું તો કાંઈ છે નહીં ખોટા હું પૈસા દેવા તમારું કામ સારું છે પણ હવે હવારે મને બે ત્રણ જણા એ કીધું કે ભાઈ એની કરતા તમે છે ને ફોરવિલ લઈને વહ્યા જાવને હા હા હા એટલે જ ને હાલોને એ તો બીજું કઈ કામ હશે ને તો આપણે હજી ઘણા કામ છે તમારા આપણે ઓલા ખાતર આવ્યું ને તો ખાતર લેવા તમાર ઈકો જ લઈ જવાનો છે તે દીવસ તમને ભાડું આપી દઈશું હા હા વેલાહેર તો આમાં એવું છે કે તમને વેલાહેર મારે કહીને શું ફાયદો છે મારે અત્યારે મને ખબર પડી તો અત્યારે હવે એને રોન કાયઢી ઘેર આવીને કે ભાઈ આમ છે લોકો વેલાવાળાને કહી દઉં એને બીજા ફેરામાં જવું હોય તો વાંધો નહીં એમ હા હા હા તે સારું લ્યો હા હવે કામ હશે તો ફોન કરીશ હા હા હા